નમસ્કાર

ઓકે થઈ જશે એક્ચુઅલ્લી તમારે પંદર દિવસ જો ફરવું હોયને સર તો ગુજરાતની અંદર આપણે રાજકોટની આજુબાજુ ઘણાં બધાં સ્થળ છે તમે વ્યવસ્થિત જો ફરવા માંગતા હોય તો આપણે સાતથી આઠ વિડિયા લઈ શકાય અને એ જગ્યાની અંદર અમુક અમુક જગ્યાએ તમે એક એક બે દિવસ રહો અને અમુક જગ્યા એ એકાદ દિવસ રહો તો અનુકૂળ થઈ જાય તો સૌથી પહેલાં આપણે જો રાજકોટની આજુ બાજુની જ વાત કરીયે ને તો રાજકોટ તમારે એકથી દોઢ દિવસમાં આખું એક્સપ્લોર થઈ જાશે આપણે અહીં કસ્તૂરબા ગાંધીનો ડેલો છે રાષ્ટ્રીય શાળા છે ગાંધીજીનું મ્યુઝીયમ છે વોટ્સઅપ મૂક હા એ થઈ જાય પછી તમે જુનાગઢના પટા બાજુ લઈ લ્યો આઈથી લગભગ સો દોઢસો કિલોમીટરની રેન્જમાં છે તો જુનાગઢમાં ગીર થઈ જાય એ આપણું આખું એશિયાના જે સિંહ છે એના માટેનું ફેમસ છે તો તમે ગીર બે કે ત્રણ થઈ શકો ત્યાંથી આગળ તમે દીવ જઈ શકો છો ત્યાં આપણો મેઈન કોસ્ટલ લાઈન એરિયા છે એની બાજુમાં જ આપણો આજે જયોર્તિલિંગ માનું એક છે સોમનાથ છે એ બહુ ફેમસ મંદિર છે ગુજરાતમાં લગભગ જેટલા પણ લોકો આવે છે અહીં આવે જ છે અને મીન વાઈલ એની આજુબાજુ તમે પોરબંદર છે ત્યાં પણ મહાત્મા ગાંધીનું જે જન્મ સ્થળ છે કીર્તિ મંદિર છે એ બધું જોઈ શકો તો મારા ખ્યાલથી તમે અમુક જગ્યાએ બે ત્રણ દિવસ રહો અને અમુક જગ્યાએ એકાદ કે દોઢ દિવસ રહી અને લગભગ સાતથી આઠ અલગ અલગ સ્થળ તમે વિઝિટ કરી શકો છો કાંઇ કાંઇ વાંધો નહીં મને તમે મને તમે ગમે ત્યારે કેજોને હું તમને ડિટેલમાં પછી જણાવી આપીશ બરોબર ઓક ઓકે થેન્ક યુ